હલો હાં બોલો હા મેં મધરડેરી માંથી બોલું છું હા એક લિટર એક લિટર દૂધના તીસ રૂપિયા છે તમને કેટલું જોઈએ છે ઓછા તો ન થાય બે થોડા ઓછા થાય વધારે તો ઓછા ન થાય પણ તમને કેટલું કેટલા લિટર દૂધ જોઈએ છે હા કેટલા દિવસમાં જોઈએ તમને ત્રણ દિવસ હ હ તો મારે પણ છે ને આગળ કંપનીમાંથી મંગાવવા પડશે પછી તમને બે દિવસમાં તમને મળી જશે પછ એક લીટર ને પચ્ચીસ રૂપિયા હ તો તમને બે દિવસમાં મળી જશે હ